અમે આ આ લગભગ સાહીઠની ઉપરના જે સિનિયર સિટીજનો છે સરકારે બધી બહુ યોજના બહાર પાડી પણ એની અંદર એ બધુ મે જોચું તો એની અંદર સિનિયર સિટીજનોની યોજનાઓ બધી ઓછી છે સિનિયર સિટીજનને કોઈ લાભ મલતા નથી હવે એના માટેના હવે મારી ઉમરે લગભગ ચુમોતેર પંચોતેર વર્ષ છે મને ત્યાં આવવાની તકલીફ પડશે અને જો તમારો કોઈ માણસ મને ગાઇડ લાઇન કરતો હોય ઓન ફોન તો પછી ઘરે આવી ને હું એમને જરૂરી ડોક્યુમેન્ટ જે છે તે બધું આપું અને તેની પર કાર્યવાહી થાય વધાર સારું મારે પગની અંદર બહુ તકલીફ છે

ઓકે થેન્ક યૂ સર આમાં